ભારત જે કુદરતી સોંદર્યથી ભરેલું છે અને અમારા હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે ભગવાને પણ ભારત રાજ્ય પસંદ કર્યું હતું ભારત કુદરતી સોંદર્યનો ખજાનો છે અને અમારા રાજ્ય ગુજરાતમાં ઘણા કુદરતી સંસાધનો છે જેને નિહાળીને આપણા મનમાં સંતોષની પ્રાપ્તિ થાય છે જેમકે ગીરનાર પર્વત ગીરનાર પર્વતની હરિયાળી ખૂબ જ સોંદર્ય છે ગીરનાર પર્વતમાંથી એક ખૂબ જ સુંદર ઝરણું વહે છે જેને જટાશંકર નામે ઓળખવામાં આવે છે દર વર્ષે કેટલા પ્રવાસીઓ તેના દર્શન કરે છે અને સંતોષ પ્રાપ્ત કરે છે પણ અત્યારે આધુનિક ટેકનોલોજીએ કુદરતી સોંદર્યની જગ્યા લેવા ઈચ્છે છે અને